અમે પહેલાંથી ટેક્સી બૂક કરી હતી આ ટ્રાન્સપોર્ટ એજન્સી દ્વારા તો પણ આ ડ્રાઇવર હવે વધારે નાણાં માગે છે અમે નજીકના ગામ જવા અગાઉથી ટેક્સી બૂક કરી હતી ટ્રાન્સપોર્ટ એજન્સી સાથે પહેલેથી ભાડું નક્કી કર્યું હતું પણ હવે ડ્રાઇવર વધુ નાણાં માગે છે અમને તમને કમ્પલેન કરીએ છીએ અમે તેને શું ભાડું આપવાની મનાઇ કરીએ છે કેમ કે અમે તમારા સાથે પહેલેથી વાત કરેલી હતી અમે ડ્રાઇવરને ના પાડી તો એ કહે છે મને હું જેટલા કીધા એટલાં જ નાણું આપો પણ અમે તેને એટલાં નાણાં નહીં આપીએ કેમ કે અમે તમારી સાથે પહેલેથી ચર્ચા કરેલી હતી